મારો રોજગાર અમારો રોજગાર મૂળ તો વીજળી ઉપર આધારિત નથી પરંતુ દરેક રોજગારમાં વીજળી એટલે કે લાઈટની જરૂર તો રહે જ છે અને કાપ વખતે ખૂબ જ ખરાબ અસર થઈ જાય લાઈટ જતી રહે તો ઉનાળામાં ગરમીનો સામનો કરવો પડે છે ફોનમાં ચાર્જિંગ થઈ શકતું નથી વગેરે જેવી મુશ્કેલઓ પણ થાય છે અને જો રાત્રે લાઇટ જાય તો વીજળીના કાપને લીધે પ્રકાશ માટે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી અહીં લોકો પાસે ઇન્વેન્ટર પણ નથી હોતું ખૂબ ઓછા લોકો જે ધનાઢ્ય વર્ગ છે તેઓ પાસે જ ઇન્વેન્ટર હોય છે અને વીજળીના કાપ વખતે પ્રકાશ માટે બીજા વિકલ્પોમાં મીણબત્તી અને ફોનની મોબાઈલની લાઇટનો જ ઉપયોગ કરવામાં આવે છે અને અમારો રોજગાર મૂળભૂત વીજળી ઉપર નહીં પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે તો આધારિત છે જ ને વીજળીના કાપથી ઘણી ખરાબ અસરો જોવા મળે છે